બરાબર વેરી ગુડ બહુ જ સરસ હા બરાબર બરાબર ઓકે હા બિલકુલ આપીશું ને જો આપણી જોડે તો બધી જ છે જાવા છે એકટીવા છે ફેરવેલ એન્ફીઈલ્ડ છે બુલેટ છે બધી જ છે અને બધી જ કન્ડિશનમાં છે એટલે ચલાવવામાં બી આવે અને હેલમેટ વગેરે સેફટી ગાર્ડ આપણે આપીએ છે સાથે અને એના માટે તમારે સ્લીપ જોઈશે ઓરિજનલ અમે જોઈ લઇશું મારે સબમિટ રાખવા માટે અમારી જોડે એઝ અ પ્રૂફ અમને લાઇસન્સની ઝેરોક્ષ જોઈશે આધારકાર્ડની ઝેરોક્ષ જોઈશે અને બન્ને ઓરિજનલ લઈને આવો અમારી જોડે તો અમે ઓરિજનલ જોઈ લઈએ અને ઝેરોક્ષ અમારી જોડે અમે રાખી લઈએ ને તમારે ફરવા જવાનું તો તમારે બે હજાર ભાડું અને પેટ્રોલ તમારું ગમે તમે કેટલું બી ફરો એ અમારે નહીં જોવાનું તમે ગમે તેટલું સવારથી સાંજ સુધીના ફર ફર કરો અને કુદરતી સૌંદર્યની મજા માણો બે હજાર રૂપિયા ભાડું છે બરાબર ને હા હા બિલકુલ બિલકુલ ફોન કોલ પર જ મળી જશે તમને એકદમ ઓન ટાઈમ મળી જશે આપણી સર્વિસ જ એટલી સારી છે હા હા બિલકુલ હું મોકલી આપું હો ભલે ઓકે વેલકમ બાય